હલો ઓલામાંથી વાત કરો છો હા જી હું સુરતથી નરેશ કાપડિયા બોલું છું અમે આજે સવારે અમારા પરિવારની સાથે દમણ જવાના માટે ટેક્ષી બુક કરી હતી વેહલી સવારે નીકળવાનું હતું મારે ત્યાં એક પ્રવચન આપવાનું છે એટલે એ કાર્યક્રમ છે એટલે એનો સમય મહત્ત્વનો છે એવું મેં ડ્રાઈવરને સમજાવ્યું હતું કમનસીબે સવારથી ટ્રાય કરું છું મેં પાંચેક વાર કોશિશ કરી છે પણ ડ્રાઈવર ફોન ઉપાડતા નથી કૃપયા મને મદદ કરો મારા માટે આ સમય પર ત્યાં પહોંચવું ખૂબ અગત્યનું છે હું આશા રાખું છું તમે મને મદદ કરશો